જનમ દિવસની ભેટ સમયસર નહી પહોંચી હોવા પર થોડી ચિંતા થઇ સ્વભાવિક છે આ સ્થિતિને સંભાળવા માટે તમે નીચેના પગલાં લઈ શકો છો એક ઓડર સ્ટેસસ ચેક કરો પ્રથમ તે પ્લેટફોર્મ અથવા વેબસાઈટ પર જાવ અને જ્યાંથી તમે ભેટ મંગાવી છે મારા ઓડરસ અથવા ઓડર સ્ટેટ્સ વિભાગમાં જઈને તમે મારા ઓર્ડરને ટ્રેકિંગ નંબર અને તેની હાલની સ્થિતિ તપાસો બે શિપિંગ ટ્રેકિંગ કરો ટ્રેડિંગ નંબરનો ઉપયોગ કરીને તમે કુરિયર સર્વિસની વેબસાઈટ પર જઈ તમારા પેકેટનું સ્થાન અને તેની હાલની સ્થિતિ જાણકારી મેળવી શકો છો જો તમારું પેકેજ કોઈ ચોક્કસ સ્થાન પર અટકેલું હોય તો તેનું કારણ પણ જાણી શકશો ત્રણ ગ્રાહક સેવા સંપર્ક કરો જો તમને હજુ પણ કંઈ સ્પષ્ટતા નહીં થાય તો તમે ગ્રાહક સેવા કેન્દ્રને ફોન અથવા ઈમેલ દ્વારા સંપર્ક કરી શકો છો તમારો ઓડર નંબર અને અન્ય જરૂરી વિગતો સાથે તમે વધુ માહિતી મેળવી શકો છો અને આપમેળે કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ મેળવી શકો છો ચાર ડિલિવરી અનુકુળતા તપાસો કેટલીક વાર ભેટનું ડિલિવરી સેંડયુલ બદલાયે સિડયુલ બદલાઈ ગયું હોઈ શકે તમારે તપાસવાનું જોઈએ કે શું ડિલિવરી માટે કોઈ અનુકૂળ સમય છે અને તમે તેને સામાનમાં ફેરફાર કરી શકો છો કે નહીં વિકલ્પ શોધો જો તમારા ઓર્ડરની ડિલીવરીમાં વધુ વિલંબ થાય તો તમે પ્લેટફોર્મ પર ઓડર રદ અથવા તો મોડા રીફંડ બી વિકલ્પ વિશે વિચારી શકો છો જે તે પછી તમે સ્થાનિક સ્તરે જલ્દી ઉપલબ્ધ હોય તે તે નવી ભેટ મંગાવી શકો છો આ પગલાંને અનુસરવાથી તમે તમારા જન્મ દિવસની ભેટના ઓર્ડરની સ્થિતિ વિષે સંપૂર્ણ જાણકારી મેળવી શકશો અને કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ પણ મેળવી શકશો